હા હું કૅબ ડ્રાઈવર બોલું આપણે ગાડી બૂક કરાવી તી હા પંદર દિવસ માટે એમને હા તે આપણે જે ફરવા જવાનું એમાં તો જો પહેલા દિવસે તમારે છે ને સાંજે અગિયાર વાગ્યા પહેલાં અહીંયા પહોંચી જવાનું છે અમદાવાદ ત્યાંથી આપણી ગાડી ઉપડશે પછી અમદાવાદથી આપણે સવારમાં વહેલાં નીકળીશું અને લગભગ સાત થી આઠ કલાકનું ડ્રાઈવિંગ છે હું તમને બીજા દિવસે સવારમાં અહીંયા તમને ચાર વાગે પહોંચાડી દઈશ ત્યાં પહોંચ્યા પછી તમારે તમારો જે સામાન ને જે બધું મારી ગાડીમાંથી ઉતારી ત્યાં રહેવાનું છે ત્યારબાદ તમે પછી જયારે બપોરનું જમી લો બરોબર રોંઢો કરી લો પછી તમારે મારી હારે આવવાનું છે ત્યાંથી આપણે બાજુમાં જે હિલ સ્ટેશન છે ત્યાં જવાનું છે એના નાઇટ કેમ્પિંગ અને હિલ ક્લાઈમ્બિંગ બધું છે એ બધું પતે પછી આપણે પડખે એક મંદિર હે વૈદ્યનાથ મહાદેવનું ત્યાં દર્શન કરવા જવાનું છે દર્શન કરી લો ત્યાં સુધી હું ત્યાં ઉભો રહીશ તેના માટે જો વધારે બેગ ન લેતા હોં નકર પછી હું ઉપાડવા હું નહીં રહું હું વિયો જઇશ અહીંથી કેટલાં જણા છો પાંચ જણ ના ભાઈ મારી ગાડીમાં ચાર જ જણા આવશે તમે બૂકિંગ એ જ રીતે કરાવજો હવે થયું છે એટલે મેં તમને ફોન કર્યો પાંચ જ જણ હોવા જોઈએ ચાર જ જણ હોવા જોઈએ પાંચ જણ મારી ગાડીમાં નહીં ચાલે બરાબર પાસિંગ નથી પછી પકડે ત્યાં મામા લોકો બધા પૈસા લે હા વાંધો નહીં તો વહેલા સાર પહોંચી જજો પછી આપણે જુઓ હું તમને મારો આઈડિયા કહીં દઉં ત્યાંથી જવાનું છે એ વૈદ્યનાથ મહાદેવ તમે દર્શન કરી લો પછી નાઈટ નાઇટ કૅમ્પિંગ છે એના માટે પહેલાં શરૂઆતમાં ક્લાઇમ્બિંગ કરવું પડશે તમારે પર્વત ચઢવાનો છે તમારે એ ચઢીને નીચે ઉતરો એટલે તમે મારી ગાડી તમારી સામે જ હશે એમાં બધી વસ્તુ ભરીને આપણે ત્યાંથી આગળ જઈશું એટલે આવશે બેટ દ્વારકા તો બેટ દ્વારકામાં આપણે ત્યાં મંદિરે મંદિરે દર્શન કરવાનાં છે દર્શન કરીને પાછા આવો એટલે ત્યાંથી આપણે જઈશું રુક્ષ્મણીના મંદિરે રુક્ષ્મણીના મંદિરે પછી એક છે આગળ ન્હાવા જેવી જગ્યા છે બરાબર તો એ શિવરાજપુર બીચે જાવાનું છે અને બીચે ન્હાઈને આવ્યા પછી આપણે રીટર્ન પાછા આવવા માટે ત્યાં આપણાં લગભગ આઠ એક દી પૂરાં થઇ ગયા હશે ત્રણ દિવસ માટે તમને રણ ઑફ કચ્છમાં ફેરવીશું રણ ઑફ કચ્છમાં કચ્છ ઘોરડો તમામ જગ્યાએ છે